કનૈયાલાલ મુનશીની જે પુસ્તકો છે તેમાં એક કાગભટ્ટ કરીને એક પાત્ર આવે છે કે એ કાગભટ્ટ દરેક વિદ્યામાં પ્રવીણ હોય અને દરેક વસ્તુ એને આવડતી હોય એવું એમાં દર્શાવવામાં આવેલું છે અને દરેક કામ કરવા માટે હંમેશા એ તત્પર રહેતો એને જે પણ કામ આપવામાં આવતું તે બહુ આમ રસપૂર્વક કામ કરતો અને એને કારણે એને પાટણના રાજાએ ભરુચ એટલે કે લાટ પ્રદેશને જીતવા માટે મોકલવામાં આવેલો હતો અને એમા એણે જે શૂરવીરતા બતાવી જે ખૂબ જ સરાહનીય છે જેને કારણે મને એમાંથી એવી પ્રેરણા મળે છે કે દરેક કામ અઘરું નથી હોતું પરંતુ એને એની પાછળ મંડ્યા રહેવાથી કરવાની જરૂર છે અને તે કાર્ય પૂરું થશે જ એટલે કાગભટ્ટનું પાત્ર મને સૌથી વધારે પ્રિય લાગ્યું હતું

એ પણ મને બહુ ગમ્યું હતું ખરેખર સરસ હતું એ